હા નમસ્કાર સર રાહુલના ફાધર બોલો તમે હા આપણે તમારો છોકરો આપણે નવ નવમા ધોરણમાં ભણે છે એના ટીચર બોલું

નહીં નહીં એનું સ્પોર્ટ્સનું તો સારું છે અભી જે ખેલ મહાકુંભમાં જે એનું ડિસ્ટ્રિક્ટમાં પણ સારો નંબર આવ્યો છે ફર્સ્ટ ફર્સ્ટ ફર્સ્ટ રેન્કમાં છે ઇઓ સો મીટરની અંદર એનું ટાઈમિંગ પણ સારું છે પણ તમે થોડું ધ્યાન રાખો થોડું સારી રીતે એને પ્રેક્ટિસ કરાવો આમ તેમ ને સારું એ કરાવશો તો તમે એને આગળ જતા સારું સ્પોર્ટ્સ ફીલ્ડમાં આગળ એને એચિવમેન્ટ મલશે કા તો કોઇ જગહ પર સારી જગહ એડમિશન મળી શકે જે સ્પોર્ટ્સ કોટામાં જોબમાં પણ સારું છે નહીં સ્કૂલમાં આ બધી ફેકલ્ટીસ છે સર લોક સર છે પણ બધી રીતે એમને સપોર્ટ માટે આમ ખાસ કરીને તેમને પેરેન્ટ્સો પેરેન્ટ્સને જે સપોર્ટ આપવો જોઈએ તે ટીચર્સથી નહીં અપાય ટીચર્સ તો એમને સારી રીતે માર્ગદર્શન તો આપે જ છે અને તમે એઝ અ હું કેવાય પેરેન્ટ્સ તરીકે તમે તમારા બાળકને સાથે બેસાડો પૂછો કે તમારી રુચિ શું છે બેટા આજે તે શું કર્યું છે કઈ ફિલ્ડમાં તું આ છે એને કઈ જરૂરિયાત હોય એને કોઈ જાતના સ્પોર્ટસ ઈક્વિપમેંટની તો એને તમે નવા લઈ આપો હા બાકી એનું પરફોર્મન્સ સારું છે થોડી પ્રૅક્ટિસ કરાવશો હજુ એનું પર્ફોમન્સ સુધરશે સ્કીલ્સમાં થોડુક સુધારો આવશે

ઠીક છે એવું હોય તો તમે કાલે રાહુલ સાથે સ્કૂલમાં આવી જાવ તમે આપડે બેસીને ડિસ્કસ કરી લઈએ જે હોય તે તમે ફ્રી પડો તો ઠીક છે હા ઠીક છે ઠીક છે ચલ ચાલો થેન્કયૂ હા ને